હા ગુડ ઇવનિંગ

બ્રેક થાય છે થાય છે હાં હવે આવે છે

ઓકે અત્યારે બે હાં નહીં હુંજ ચાલીસ સિટીમાં

ઓકે ઓકે ઓકે હ હ બરાબર હ હ બરાબર બરાબર ઓકે ઓકે ઓકે સારું ચાલોને કંઇ વાંધો નહીં તો એવું હોય તો હં હું તમને જણાવીશ હા ઓકે ઓકે ડન વેલકમ